અ અમારી જે સંસ્કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિ છે અમે વનમાં રહેનારા લગભગ તો મોટાભાગનાં જે લોકો છે અહીંના જે લોકો છે એ વ્યવસાય તરીકે ટોપલા ટોપલી બનાવે છે વાંસમાંથી જે કઇં પણ બનાવટી એ જે સાધનો છે એ સાધનો બનાવે છે અને લોકો વેચે છે પરંતુ આજે જે પ્રમાણે ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે જે પ્રમાણેનાં આધનકો આધુનિક સાધનો આવ્યાં છે એનાં કારણે ક્યાંક ને ક્યાંક આજે વાંસમાંથી બનાવેલાં જે ટોપલા ટોપલી છે એ કદાચ નાશ પામતાં જાય છે અને એ કારીગરી છે એ કારીગરો પણ હવે ધીરે ધીરે એ બનાવવાનું માંડી વાળે છે અત્યારે લોકો આદિવાસી લોકો મોટાભાગ નો જે વ્યવસાય છે એ ખેતી કરતા હોય છે ખેતીમાં એ લોકો બળદના આધારે હળ ચલાવે છે પણ આપણે જોઈએ છે કે અત્યારે ટ્રેક્ટરો આવ્યા છે ટ્રેક્ટરનાં કારણે બળદ દ્વારા જે ખેતી થાય છે એ ખેતી હવે ધીરે ધીરે નાશ પામતી જાય છે અને એ સમસ્યા માત્ર અમારા આદિવાસી પૂરતી જ નહીં પણ લગભગ તો દરેક ક્ષેત્રે પૂરતી દરેક પ્રદેશ પૂરતી આ સમસ્યા અત્યારે ધીરે ધીરે વિકસતી જાય છે તો હા હું એવું ચોકકસ જ કહું છું કે આદિવાસી લોકોમાં જે પ્રમાણે ખેતી હતી ખેતીનો વ્યવસાય કરતા હતા સાથે સાથે વાંસમાંથી જે કંઈપણ સાધનો બનાવતા હતા એ ધીરે ધીરે હવે નાશ પામતા જાય છે એ એક વિચારવાનો વિષય છે એ વિષયને જો ફરીથી લાવીને એના પર વિગતે ચર્ચા કરીને કંઈક એનો ઉપાય શોધી શકાય તો એક સારું પરિણામ મળી શકશે